હેલો જી મને મેડમ તમારો નંબર મળ્યો છે એક ન્યુઝ પેપરમાંથી આપ ગુરુ ગુરુકુળ સંસ્થામાંથી બોલો છો મારી બાજુમાં મારા પાડોશી છે અને ત્યાં એક બેહેનને બહુ જ હેરાન કરે છે એ એના ઘરમાં ખૂબ જ એમને પતિ બહુ ત્રાસ આપે છે એટલે એમની થોડી મદદ કરશો આપ એટલે એમાં એવું છે એના પતિ ઘરે આવી રોજ દારૂ પીને આવે છે જુગાર રમે છે છે કંઈ કમાતા નથી ઘરમાં પૈસા આપતા નથી અને એ બેન જે છે એ પારકા કામ કરે છે વાસણ ઊટકવા જાય છે કપડાં ધોવા જાય અને જે કંઈ કમાઈને લાવે છે એના બાળકો માટે રસોઈ કરવી હોય તો જે કંઈ પૈસા લઈને આવે છે એ પૈસા પણ એ એના પતિ ઘરેથી લઈ જાય છે ઉપરથી ઘરે આ દારૂ પીને આવે અને ખૂબ જ મારે છે ઘરમાં રસોઈ કરવા માટે કોઈ જાતના પૈસા નથી હોતા બાળકોને ભી મારે છે તમે એની કંઈ મદદ કરી શકો એમણે બધા સમજાવે છે એમણે બધા સમજાવે છે પણ સમજતા નથી તો તમે કઈ મદદ કરી શકો હા એમણે બે દીકરા છે બોલો બરાબર અને એમના એમના પતિને થોડી માનસિક રાહત થાય એના માટે ત્યાં કદાચ લાવીએ અમે તો સમજાવી શકે બરાબર અને જો પછી ના સમજે તો પછી તમારી સંસ્થા એ બેનને ત્યા સાચવી શકે બરાબર તો તમારો અહ શેના ઉદ્યોગ બરાબર હા તો એ બેનને અ એ બેનને સિલાઈ કામ તો આવડે છે તો કે શું સિલાઈ કરશે શું કરાવો છો તમે હા હા બરાબર છે તો એમણે ડ્રેસ સિવતા ભી ફાવે છે બરાબર તો મને તમારું એડ્રેસ આપશો હા હુ તમને નંબર મોકલુંને એ નંબર પર તમારું એડ્રૈસ પર તમારું એડ્રૈસ મને સેન્ડ કરી દેજો બરાબર છે ઓકે ઓકે